હલ્લો હા

હા બોલો ક્યાં બધા લાવું બધી યોજનાઓ અવેલેબલ જ છેને ઓનલાઈન પણ અવેલેબલ છે ઓફલાઈન પણ અવેલેબલ છે તમારા ગામમાં ગ્રામસેવક છે તો એ ગ્રામસેવક પાસે પણ જે ગવર્નમેંટ સ્કીમ છે સરકારી યોજનાઓ છે એની માહિતી હોય છે એ તમે પ્રોપર ચેનલ થ્રુ જાઓ તો તમને બધા લાભ મળી શકે પણ એ હવે ઘરે કોઈના ઘરે ઘરે જઈને તો કહેવા ન જાય ને એમણે પોતે થોડું જાતે એની માહિતી મેળવવી પડે એના માટે આપણે થોડુંક પ્રયત્નશીલ રહેવું પડે અને ગામ જોડે સંકલન કરીને અને જે તે સમસ્યાઓ છે એ તમે ગામ તમારા જો ગામ લેવલથી ન થતી હોય તો પછી તમે મામલતદારને જજો તમે તમારા ગામથી ન સોલ્વ થતું હોય તો માન તો તમે મામલતદાર લેવલે વાત કરી શકો છો ત્યાં આગળ કામ ન થાય તો તમે કલેક્ટર લેવલ સુધી વાત કરી શકો છો તમારી જે પણ સમસ્યા છે એનું તમે અ અ શું કહેવાય એક પદ્ધતિથી રજૂઆત કરો તો એનું સ સમાધાન થઈ શકે જવું પડે તમારું તો કામ ત્યાં તલાટી થ્રુ અથવા સરપંચ થ્રુ જે સુવિધાઓ છે અથવા તો ગામમાં કઈ કઈ તમે યોજનાઓ છે અને ગામમાં કેટલી ગ્રાન્ટ કઈ યોજનાઓ માટે ફાળવવામાં આવી છે એ ગ્રાન્ટનું વ્યવસ્થિત રીતે ઉપયોગ થયો છે કે નહીં એની જાણકારી તમે આરટીઆઈ થ્રુ મેળવી શકો છો કે આ યોજનાઓ અમારા ગામમાં કેટલી જે છે એ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે અને એ ખરેખર વપરાય કેટલી છે હ તો તમે એની માહિતી આરતી આરટીઆઈ થ્રુ મેળવી શકો મામલતદાર થ્રુ મેળવી શકો કલેક્ટર થ્રુ મેળવી શકો ખેતીને લગતી જે યોજનાઓ છે એ એ યોજનાઓ તમે ગ્રામસેવક પાસેથી મેળવી શકો પણ એ તમે કીધું તો છું કે ડ્રો દર ત્રણ ગામ અથવા તો બી ગામ વચ્ચે એક ગ્રામસેવકની નિયુક્તિ કરવામાં આવેલી હોય છે એ ગા ગામસેવને મળી અને જે તમે જે ખેડૂતને લગતી યોજનાઓ છે એની માહિતી લઈ શકો છો અથવા તો એને કઈ રીતે મેળવી શકાય એના વિશેની જાણકારી પણ એ તમને આપી શકે પાણીની સુવિધા માટે તમારે અ પંચાયતમાં રજૂઆત કરો પંચાયત ત્યાં બે મંત્રી હોય છે એક તલાટી મંત્રી હોય છે એક સરપંચ મંત્રી હોય છે હુમ શું કહો છો શિક્ષણ માટે નહીં પણ એ તમારે ડીઓને રજૂઆત કરી શકો છો જિલ્લા ક ડીઓ ડીઓ ડિસ્ટ્રિક ઓફિસર જે હોય છે ને હ ડીએસઓ જે હોય છે ડિસ્ટ્રિક્ટ મન જે હોય છે એને તમે રજૂઆત કરી શકો છો આપણે જાણકારી મળે આપણી પાસે માહિતી હોય તો આપણે એના વિશે લોકોને માહિતી પહોંચાડી આપવા અથવા તો એને કઈ રીતે કામ કરી શકાય એ જાણી આપણને પહેલાં ખબર હોય તો આપણે એ લોકોને કહી શકીએ ને બરાબર એ એના માટે પણ મેં તમને કીધું ને કે તમારા ગામની જે પ્રાથમિક સુવિધાઓની જવાબદારી જે છે એ પહેલાંથી જે હોય છે આપણું ગ્રામ પંચાયત એમાં એક નિયુક્તિ તલાટીની હોય છે તે સરકારી પ્રતિનિધિ હોય ને એક સરપંચ જે છે જેને આપણે લોકો એ ચૂંટેલો હોય છે તો તમને એ કહેવા માટે લેવલની રજૂ હા એ બંનેઓની રજૂઆત કરી શકો અને ત્યાં કામ ન થાય તો પછી તમે મામલતદારનું ધ્યાન દોરી શકો એનાથી પણ કામ ન થાય કલેકટરનું ધ્યાન દોરી શકો વાલી દીકરીની યોજના એના માટે પૈસા મળે એના માટે તમારે પોસ્ટ ઓફિસમાં જવું પડે અને પોસ્ટ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસમાંથી તમને વ્હાલી દીકરી યોજનાનું ફૉર્મ મળી શકે ત્યાંથી એકાઉન્ટ કઢાવી શકો અને તમારા ગામમાં જો પેલી આંગણવાડી ચાલતી હોય તો એ આંગણવાડી બેનોને જે હેલ્પ એમની પણ મદદ લઈ શકો ને એમ એમના થ્રુ પણ તમે પોસ્ટમાં જઈ અને એ છે એ ત્યાંથી ફોર્મ ભરી શકો બધી જ ત્યાંથી તમને હ એ બધું એ પંચાયતની અંદર જો તમારું ગામ મોટું હોય અથવા તો તમારું પંચાયતમાં એક પંચાયતમાં જે છે એ ઇસેન્ટર ઊભું કરેલું છે અને એ ઇસેન્ટર પર જઈ અને તમે ત્યાંથી એનું ફોર્મ ભરી શકો છો માહિતી તો કઈ રીતે કરવું એની માહિતી ત્યાં આપે છે કે ગવર્નમેંટ જે છે એ દર ત્રણ મહિને સેવાસેતુ કાર્યક્રમ કરે છે એની અંદર પર સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે કોઈ પણ તમારી સમસ્યા હોય તો સેવાસેતુ કાર્યક્રમની અંદર સ્થળ પર જ નિકાલ કરી દે છે કેમ કે ત્યાંની જોડે જોડાયેલા અધિકારીઓ હાજર જ હોય કલેક્ટર સાહેબ હોય મામલતદાર સાહેબ હોય એ લોકો ત્યાંથી જ તમારું જે છે એ પણ કામનો નિકાલ કરી આપે છે બધે એ ત્યાંથી જ થઈ જાય એમાંથી થઈ જાય ઇસેન્ટર જે છે સરકારે ઊભું કરેલું ત્યાંથી થઈ જાય મામલતદારમાં નહીં પંચાયતની અંદર જ હવે તો એ તમારી ગામની વસ્તી વધારે હોય તો ત્યાં તમારે ઇસેન્ટર ઊભું કરેલું હોય છે ગ્રામ પંચાયતમાં અથવા તો ત્રણ નાના હોય ગામ નાનું હોય તો ત્રણ ગામ વચ્ચે એક ઇસેન્ટર ઊભું કરેલું હોય છે

ઓકે હા ચાલો